હા બોલો મનીષાબેન બરાબર હા એટલે દર વર્ષની જેમ આ વર્ષે છે ને તે થોડો વચ્ચે વરસાદ પડી ગયો અને શિયાળો ઓછો રહ્યો એટલે પાક થોડો ઓછો છે પણ અત્યારે થોડીક તૈયાર થઈ રહેલી છે કેસર કેરી તો કેસર કેરી તમને દસેક દિવસમાં મળી શકે હાફૂસ આવશે પણ એનું ફળ છે ને હજી નાનું છે જો એવું ચાલતું હોય ને તો હું પછી મોકલું અને થોડું મોંઘું પણ પડશે બરાબર છે પણ અત્યારે એકચુલી મારા આંબા પર તો નથી પણ હું મારી આજુબાજુ કોઈ જો હોય તો હું તમને મોકલી શકું પણ થોડોક ભાવ વધારે રહેશે ચાલશે હા હા હા એની ગેરંટી હું આપીશ પણ એનો ભાવ વધારે થોડોક લેશે તો ચાલશે ને બરાબર હા થોડુંક કેસર મોકલી આપીશ અને હાફૂસ પણ મોકલી આપીશ ઓકે પાંચ દસ દિવસનો ટાઈમ આપો મને તો થાય એટલે હું તમને કોલ કરું રાજાપૂરી તો હમણાં મેની શરૂઆતમાં ચાલું થશે ઓકે ચોક્કસ જે ભાવ હોય એ તો હું તમને મેસેજ કરીને પછી મોકલી આપીશ બરાબર હા હા હા ચોક્કસ ઓકે હા હા ચાલો